હલો

બોલો બરાબર તમારે રાજસ્થાન ફરવા રાજસ્થાન માટે જો તમારે ટૂર કપલમાં છે કે એકલા કપલ છો એવું કહોને એક છે આપણે કેટલા દિવસ માટે તમારે જવાનું છે આપણે જો એક ત્રણ દિવસની ટૂર માટેનું છે એક પાંચ દિવસની છે અને એક બાર દિવસની છે બન્ને અલગ અલગ રેટ છે તો તમારે કઈ રીતે જવું એટલે અંદર જો રહેવું પીવું અને ખાવું એક વ્યક્તિના પંદર પંદર હજાર રૂપિયા થાય છે બાર દિવસમાં બરોબર રહેવું પીવું ખાવું ત્રણે આવી જાય છે અને અલગ અલગ રાત્રે એમાં મુસાફરી ડે દિવસમાં સ્થળ એટલે જે રુટીનમાં આવતા હોય એ પ્રમાણે બરોબર એની અંદર બધું આવી જાય આપણે રાજસ્થાનની અંદર માઉન્ટ આબુ છે હવા મહેલ છે પછી પિન્ક સિટી છે જયપુરના ઉદેપુર બધું આવી જાય એમાં તમારે બુક કરાવાની છે તો આ ઓનલાઈન મારે ઓનલાઈન છે તમે ઓફિસે આવીને પણ કરાવી શકો છો બરોબર અને જો હવા મહેલ છે ફરવાલાયક સ્થળ હોય એમાં હવા મહેલ છે પછી જલ મહેલ છે પછી જયગઢનો જે કોટ છે કિલ્લો એ છે નાના ગઢનો કોટ આવી જાય અંબર કોટ આવી જાય સિટી પેલેસ આવી જાય પછી રામ બાગ પેલેસ આવી જાય જંતર મંતર પેલેસ આવી જાય આ બધા એ સ્થળ આવી જશે બરોબર તમારે કયો હવે આ એ બધી આપણે હોટલમાં થઈ જશે ત્યાં અમુક ધાર્મિક સ્થળો પર રહેવાનું થાય નાઈટ આઉટ અને અમુક અમુક જગ્યાએ આપણે હોટલોમાં હા ગુજરાતી ભોજન પછી ના આપણે ત્યાં આમાં શું કે કારણ કે જયપુરમાં જાય તો જયપુરની જે ફેમસ આઈટમ છે દાલ બાટી તો ત્યાં જઈને આપણે દાલ બાટીનું પણ એવું અલગ અલગ કરીશું બરોબર સવારમાં ચા નાસ્તો પછી બપોરમાં જમવાનું અને સાંજે જમવાનું એવી રીતે બાકી પછી બીજો જે ખર્ચો થાય એ બધો તમારી રીતે હા એ બધું તો જો સ્થળ જ્યાં સુધી બસ થશેને આપણી બરોબર આપણી ટ્રાવેલર્સ ત્યાં સુધી આપણે બસમાં રઈશું બાકી હા એ બધું તમારા ઉપર માનો કે અમુક જગ્યાએ હું બસની વેલિડીટીના અંદર નથી જાવા દેતા કારણ કે સિટીમાં શું કહેવાય ટ્રાફિક જામના લીધે તો ત્યાંથી જે રિક્ષા કરીને જવાનું થશે તો એ તમારે પે કરવાનું બરોબર કઈ તારીખ હવે જો આમાં એવું છે હજી અત્યારે બુકીંગ ચાલુ છે એટલે બેચ ફિક્સ નથી કરી પણ જેવી રીતના આપણે કેટલા ત્રિસેક થઈ જાય ને બરોબર ત્રીસ પેસેન્જર છે આપણે રસોઈયા પણ સાથે જ રાખીએ છીએ ત્યાં જમવાના એટલે ટોટલ પાંત્રીસ જણા છે બરોબર ડ્રાઈવરને એ રીતે ત્રીસ જણ થઈ જાય ત્યારે તમને કૉલ કરીને જણાવશું તમારે પેલા અડધું પેમેન્ટ કાંઈ વાંધો નહીં પણ એમાં સેટિંગમાં એવું છે અડધું પેમેન્ટ તમારે પહેલા કરવું પડશે બરોબર હા ઓકે ઓકે કંઈ વાંધો નહીં એ અમે કરી લઈશું બરોબર એ તમે અ ઓનલાઈન પેમેન્ટ કરી દો મને એટલે તમને એક લિન્ક મોકલી દઉં છું બરોબર એમાં તમે પેમેન્ટ કરી દેજો કાં ક્યુ આર કોડ મોકલી દઉં છું ભલે ભલે થેન્ક યુ